ટેકનોલોજીએ શિક્ષણ ઉદ્યોગને ઓનલાઇન વર્ગો યુટ્યુબ વિડિયો ઓનલાઈન કોર્સીસ પ્રવેશ પ્રક્રિયા ઈ પુસ્તકો અને સંશોધન આવા અલગ અલગ વિષયોમાં ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે આજકાલ ટેક્નોલોજીનાં માધ્યમથી ખાસ કરીને પરદેશમાં ભણતા છોકરાઓ અહીંયાનું ભણતર લઇ શકે છે અને અહીંયા ભણતા છોકરાઓ પરદેશનું જ્ઞાન લઈ શકે છે